હું લગભગ દર વર્ષે એક કે બે વખત મારા પોતાનાં ગામ પરયા અથવા ડુંગરી જાઉં છું ત્યાંનાં ગામડાનાં જીવન ગામડાની ઠંડક ત્યાં ત્યાંનું જે આમારાં પરયા ગામમાં ત્યાંનું મંદિર પણ ઘણું જાણીતું છે તેથી અમે લોકો દર વર્ષે બે થી ત્રણ વખત જઈએ છીએ એક અથવા બે રાત રોકાઈએ છીએ રોજ રાત્રે અમે લોકો ત્યાં આંટો મારવા નીકળીએ છીએ ત્યાંની જે શાંતિ હોય છે તેનો અનુભવ કરવાનો અમને ઘણું જ ગમે છે ત્યાં જે અલગ અલગ છોડ હોય છે અલગ અલગ ખેતી કરે છે લોકો તેના વિશે મમ્મી મને શીખવાડે છે બતાવે છે કે કયો છોડ કયો છે પછી ગામડાનું ગામડાનાં તળાવ પર બેસીને વાત કરવાની અને ત્યાં જે અંદર કમળ ખીલેલાં હોય તેને જોવાની પણ ઘણી મજા આવે છે અમુક વખત રાત્રે અમે બધા સગા સબંધી હોઇએ તો અમે બધાં ભાઈ બહેનો રાત્રે પત્તા રમીએ છીએ એમાં જ ગામડામાં ઘણી ઠંડક હોય તેના લીધે અમે ઘણી વખત તાપણું કરીએ છે લોકોએ અગર તાપણું સળગાવ્યું હોય તો અમે ત્યાં જઈને એ લોકો સાથે બેસીએ છીએ અને ઘણું બધુ પૂછીએ છીએ ગામ વિશે